જી બોલો જી હા બજાજ શોરૂમ મુન્દ્રાથી બોલું છું હા હા મળી જશે ને નવામાં લેવી છે કે જૂનામાં ઓકે કેટલાં સીસીની જોઇએ છે થ્રી હન્ડ્રેડમાં તમારે હાલમાં તમે લેવા જશો એટલે લોન કરાવવી છે કે કૅશમાં લેવી છે તમારી પાસે બજાજ ઈ એમ આઈના કાર્ડને છે પહેલાં કોઈ લોન ચાલું હતી કૅશમાં તમને છે ને ઑન રોડ તમને પડશે સિત્યાશી હજારમાં સો સીસીની એકસો દસ સીસીની તમે લેવા જશો તો તે તમને પડશે નેવું આસપાસ પડી જશે તેમાં હાલમાં નવા ફીચર્સ પણ અવેલેબલ છે સેલ્ફ સ્ટાર્ટ તમારે જોઇતી હશે તો તે તમને નેવુંની આજુબાજુ તમને પડી જશે ડીસ કઈ ડીસ સ્પોર્ટ બાઇક તો છે ઘણીબધી કઈ ટાઇપ જોઇએ છે પલ્સર જોઇએ છે પલ્સર તમને સમથિંગ એક પાંસઠ સિત્તેર આસપાસ પડશે કૅશમાં એકસો દસ સીસીથી ઉપરનાં એન્જિન લેવા જશો તો બે આસપાસ પડશે બજાજ પ્લેટિના અત્યારે બૅસ્ટ ઑફર છે એમાં તે તમને પાંસઠ સિત્તેરમાં પડી જશે કૅશમાં સો સીસીની આવશે તેમાં સેલ્ફ સ્ટાર્ટ નહીં આવે અને એકસો દસ સીસીવાળી આવશે જેમાં સેલ્ફ સ્ટાર્ટ પણ આવશે અને આગળ ડિજિટલ મીટર પણ છે સાથે તેમાં યુ એસ બી પ્લગ પણ છે અને એવરેજ માઈલેજ તમે આવશે અને માઈલેજ પણ છે અને તમને મીનિમમ નેવુંથી પંચાણુંની માઇલેજ છે બજાજ પ્લેટીનામાં પાંચ વર્ષની તમને સર્વિસ કોટેસન પણ તમને આપી દઈશ હું તમે એકવાર રૂબરૂ આવીને જોઈ જશો ને બાઇક તો પણ બેસ્ટ રહેશે ક્યાંથી મુન્દ્રામાં શક્તિનગર સર્કલ પાસે જ છે મમ શોરૂમ અમારું દસ વાગેથી ખૂલી જાય છે અને છ વાગ્યા સુધી અને બીજી સ્કીમ એ પણ ચાલું છે કે તમારી પાસે જૂની કોઈ હોન્ડાની પડી હોય બાઇક તો તે લઈ આવતા હશો તો તેના પર પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે સિટી હંડ્રેડ હા અરે આમ ગાડી ચાલું છે

એટલે મેગ આગળનું ટાયર અઅ ખાલી ટાયર નથી કે પછી રિંગ પણ નથી બાકી ગાડી કમ્પલેટ ચાલું છે કયું મોડેલ છે ઓકે તો તમે કાઈ નહીં તમે લઇ આવજો શોરૂમ પર તેની પણ તમને સારી એવી કિંમત તમને મળી જશે એના એને આપીને બીજી લેવી છે હા હા ચોક્કસ ચોક્કસ કાલે આવો અને ડૉક્યુમેન્ટમાં છે ને તમને વોટ્સએપ કરી આપીશ એક આધારકાર્ડ બે ફોટા બેંક પાસબુકની ઝેરોક્ષ ત્રણ વસ્તુ લેતા આવજો અને જો કૅશમાં તમારે લેવી હોય તો તમે પંદર હજર રૂપિયા લઇ આવજો બાકીનાં પછી તમે એક મહિના પછી આપશો તો પણ ચાલશે ઓકે અને હું તમને મોકલી આપીશ ડિટેલ્સ બધી જો તમારા બીજા કોઈ ફ્રેન્ડને જો અહીંયા એવું ડિસ્કાઉન્ટ ચાલું છે કે તમારા ફ્રેન્ડ બધા એક સાથે લેવા માગતા હોય એક સાથે ત્રણ પ્લેટિના થતી હોય ને તો તે તમને ઓછામાં ઓછા પચાસ હજારમાં પડશે એક બાઈક કારણ કે અત્યારે સારી ઓફર ચાલું છે તો તમારા માટે પણ બેસ્ટ રહેશે એક્ટિવા તો નથી લેતા અમે બજાજની હોન્ડા હશે એજ લઇશું કઈ વાંધો નહીં તમે રીક્ષા બીક્ષામાં લઇ આવજો ટ્રાન્સપોર્ટવાળામાં તો પણ થઇ જશે ઓકે સારું ચાલો